હા બોલો ભાઈ બોલો તમારા એરિયામાં આવ્યા છીએ અમે ફરવા માટે તો હવે બતાવો કોઈ સારી જગ્યા ફરવા માટેની પર્વત બર્વત પર હોય એવું કંઈ બતાવો ને યાર સારું મજા આવી જાય હા હં બરાબર ધોધ બોધ ને એવું બધું પડતું હશે ને ટ્રેનમાં જવાય ટ્રેનમાં ઓકે ચાલોને કાલે અમે સુરત પહોંચીએ છીએ પછી હું તમને રિંગ કરું પાછો ડીટેલમાં બરાબર ચાલો ચાલો મળીએ હા